જો રમત મારા મિત્ર અને પરિવારમાંથી કોઈને તાલીમ લેવી હોય રમત વિષેની તો એ તો સૌથી પહેલાં તો જે કોચ હોય રમતના જે તે રમતના એની જ સલાહ લેવી પડે કારણ કે એ જિલ્લા કેન્દ્રો ઉપર હોય જિલ્લા રમત ગમત કેન્દ્ર છે ત્યાંથી પણ સલાહ લઇ શકે બરાબર અને કોચ અને તાલીમ સુવિધાઓ જે ઉપલબ્ધ ક્યાં થાય એનાં વિષે પૂછપરછ પણ કરવા માટે આપણા રમત ગમતના હેલ્પલાઇન નંબર હોય રમત ગમત મંત્રાલય છે ભારત સરકારનું એના દ્વારા આપણે સર્ચ કરીને પણ એ માહિતી મેળવી લઈએ અને પરિવારના જે રમતમાં કોઈને તાલીમ લેવી હોય તો એ કઈ કયાં પ્રકારની રમત છે એના લગતા કોઈ એના કોઈ જાણકાર હોય તો એની પણ એ સલાહ લઇ શકે કારણ કે તો જ એને એ રમતમાં ખબર પડે માની લો કબડ્ડી છે આપણી જે જૂની રમતો રહી ખો ખો છે રસ્સા ખેંચ છે કબડ્ડી છે લીંબુ ચમચી છે તો આ બધી રમતો અને આ કુસ્તી છે તો એના માટે એના વિશિષ્ટ પ્રકારના જે કોચ હોય એની સલાહ લઈને જ આ રમતો આપણે ઉપયોગ કરી શકીએ અને એની પૂછપરછ પણ રમત ગમત કેન્દ્ર હોય ત્યાં કરી શકીએ અને એ રીતે આપણે એને મ મદદરૂપ થઈ શકીએ